હા જી તમને મને પંદર દિવસ માટે કૅબ જોઈએ છે કચ્છમાં ઘુમવા માટે મારું નામ અવનલી નાદેજા છે

બરાબર

હા તો મને જરા માહિતી આપજો ને પંદર દિવસનાં પૅકેજની બરાબર બરાબર બરાબર બરા કોઈ બી પર્ય સ્થળની આપણે ફી આમ અમને પોતાને આપવી પડે એમ બરાબર

બરાબર હા હા હા હા બરાબર બરાબર બરાબર બરાબર બરાબર એટલે કચ્છની અંદર જેટલાં પણ પ્રખ્યાત પ્લેસ છે એ બધા કવર થઇ જશે ને બરા બરાબર એટલે અમે ચાર ફ્રેન્ડ છીએ અમે ચાર

ના કચ્છમાં અમે પહેલી વાર આવીએ છીએ

બરાબર એટલે હોટૅલની જો ફી તમારાની પૅકેજની અંદર આવી જાય કે એ પણ અમને પે કરવી પડે બરાબર અચ્છા એન્ટ્રી ફી જે પ્લેસની એન્ટ્રી ફી જે હોય તે ને બરાબર બરાબર બરાબર બરાબર બરાબર જેટલો કરછની અંદર જેટલાં કિલોમીટર આપણે વિઝિટ કરીએ એટલાં પૅકેજમાં પૈસા ભરવા પડે એમને કિલોમીટરના

બરા બરાબર ને પંદર પંદર દિવસનો તમારો ટૂર રહેશે ને બરાબર બરાબર

હલઉ હલઉ હા બોલો બરાબર તે અમે પહેલી વાર આવી રીતે અમને જાણ ના હોય તો તમારા દ્વારા કોઈ ગાઈડ આપવમાં આવે તો સારું એમ હા ના બરાબર